એમ તો હું ગુજરાતી છું પણ મને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાનો પણ શોખ છે જેમકે ઇટાલિયન ચાઇનીઝ અને મેક્સિકન ઇટાલિયન ક્વિઝીનમાં મેં પાસ્તા અને પિઝા બનાવ્યો છે મને અલગ રીતની વનાગીઓ બનાવવાનો શોખ એટલે છે કેમકે એમને એમાં આપણને અલગ અલગ રીતની કુકિંગ સ્ટાઇલ શીખવા મળે છે અ જે મારા સંસ્કૃતિથી વિપરીત છે મેં મેક્સિકનમાં નાચોસ બનાવ્યાં છે એમાં ગુજરાતી વાનગીમાં સૌથી વધારે પ્રયોગ ચોખાનો હોય છે જેને રાઇસ કહેવાય રાઇસ ફ્લોરનું હોય છે ને ઘઉંનું હોય છે મેક્સિકનમાં સૌથી વ વધારે મ મકાઈનો લોટ વપરાય છે અને એ મન બહુ ગમે છે અને અમ ચાઇનીઝમાં ઘણા બધા વિપરીત પ્રકારના સોસ વપરાય છે